પહેલાંના સમયમાં કેવું હતું કે ઘરના સભ્યો જ નક્કી કરી નાખતા કે આનાં લગ્ન આની સાથે થશે છોકરા છોકરી એકબીજાને ક્યારેય જોયા પણ ના હોય લગ્નના દિવસે ખબર પડે કે મારાં લગ્ન આની સાથે થયાં છે ઘરના સભ્યો જ સામેવાળાનું કુટુંબ તેની જાત તેનો આર્થિક સ્થિતિ આ બધું જોઈને નક્કી કરી નાખતા એની પહેલાં પણ એની પહેલાં તો સાવ જ્યારે બે બાળકો જન્મ્યાં હોય એમને ખબર પણ ના પડતી હોય કાંઈ એ તો સાવ નાનાં હોય ત્યારથી જ લગ્નનું નક્કી કરી નાખતા કે મોટા થશે એટલે આ બંનેનાં લગ્ન કરાવી દેવામાં આવશે પરંતુ હવે ધીમે ધીમે સમય બદલાઈ રહ્યો છે છોકરો છોકરી એકબીજાને જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી લગ્ન નક્કી નથી થતાં હા કુટુંબ એકબીજાને મળે છે બે પરિવારના સભ્યો એકબીજા સાથે વાત કરે છે આર્થિક સ્થિતિ જુએ છે જાત જુએ છે પરંતુ સાથે સાથે એક છોકરો અને છોકરી પણ જ્યાં સુધી એકબીજા સાથે વાત ના કરે ત્યાં સુધી લગ્ન નક્કી નથી થતાં અત્યારે છોકરો અને છોકરી જ્યાં સુધી એકબીજાને સમજતા નથી સામે વાળાનો સ્વભાવ કેવો છે તે કઈ રીતનું મારી સાથે વર્તન કરશે આ બધું છોકરો અને છોકરી એકબીજામાં જુએ છે અને જો પછી બંનેને મન બંનેનાં મન મળી જાય તો લગ્ન નક્કી થઈ જાય છે બે પરિવાર એકાબીજાનાં ઘરે જાય છે લગ્નની વાત થાય છે કુટુંબની વાત થાય છે પરિવાર કેવો છે લોકો કેવાં છે કઈ રીતનું એ લોકોનું વર્તન છે આર્થિક સ્થિતિ કેવી છે આ બધું જોઈને લગ્ન નક્કી થાય છે અને પછી જો મન મળી જાય તો લગ્ન નક્કી થઈ જાય છે પહેલી મુલાકાતમાં તો ખાલી પરિવારનાં લોકો જ બધા વાતચીત કરી લે છે પછી છોકરા અને છોકરીને વાત કરવા મોકલે છે